હા બોલો અત્યારે તો ચોમાસું છે એટલે તમારે તો ડોડાનાં ભજીયા મળશે ઊંધિયું મળશે પછી છે તો તમને આપણે શીરો મળશે એનો ડોડાનો અને પછી બીજું કંકોડાનું શાક મળશે પરવળ મળશે કોબીજ મળશે એટલે વાનગી આ સારી રહે છે ચોમાસામાં હાજરમાં છે હાજરમાં ને હાજરમાં જ છે તૈયાર છે અત્યારે લોકો એ જ ખાય છે શાકભાજી જ ખાય છે પેટ સાફ રહે અને પચી જાય કેમ કે ઉ ઉદર પટલને તકલીફ ના પડે એટલે સાદી ભાજી જ ખાવાની હોય દાળમાં તમને તક તુવેરની દાળ મળે મગની દાળ મળે સુવાની ભાજી મળીને બનાવે એટલે સારામાં સારી વાનગી તમને હજમ થઇ જાય અને પ્યોર મળશે હા ના ના ગુજરાતી જ છે પ્યોર ગુજરાતી હિંગનો વધાર કરીને લીલાં મરચાં બરચા નાખીને રાઈ બાઈ નાખીને અમારે તો થાય છે ખાવાનું

આપણે પૂરી હોય ચપાટી હોય સાદી રોટલી હોય જે તમારે જોઈએ એ મળશે આ મકાઇની રોટલી કંકોડાનું શાક હોય તમને મળશે બાજરીના રોટલાં મળશે ચોખ્ખું ઘી નાખીને તમને મળશે હા એક વખત આવી જાવ તો બીજી વખત બીજી દુકાન ન ચઢો તમે એક હોટલ ના ચઢો એવું છે આ હા હા હા હા હા ચોક્કસ ચોક્કસ